મારા બગીચામાં રોપવા માટેના છોડ હું માળી પાસેથી લાવું છું અને અમુક અમુક છોડ તો હું મારી જાતે ઘરગથ્થું ઘરગથ્થા ઘરગથ્થામાંથી પણ હું એનો ઉપયોગ કરી શકું છું કારણ કે મારી જોડે મારા બગીચા માટે મેં અમુક અમુક ફૂલ છોડ એવી રીતે ઉછેર્યા છે કે એના મૂળમાંથી પણ એનો ગ્રોથ થઈ શકે છે એટલા માટે મેં નો ઉપ તેને બગીચામાં રોપવાનો ઉપયોગ કર્યો છે ધારો કે ગુલાબનો છોડ છે એ કુંડા કરતાં પણ તે બગીચામા રોપો તો એનો ગ્રોથ વધાર થાય છે રાતરાણી છે નારિયોળી છે જાસૂદના રોપ જે ટગર છે ચંપો છે અમુક અમુક એવી જાતના બધા ફૂલો છોડ છે કે જેથી કરીને તેમાં તેનો ઉપયોગ ખૂબ જ સરસ રીતે થાય છે બગીચામા વાવવાથી તેને રોનક વધે છે અને ઓક્સિજન પૂરું પાડે છે આપણને ધારો કે ગુલાબનો છોડ છે ટગરનો છોડ છે રાતરાણી છે ગલગોટો છે સૂર્યમુખીનો છોડ છે અમુક અમુક છોડ એવા છે કે જેથી કરીને આપણી શોભા વધારે છે અને સરસ લાગે છે અમુક અમુક રાતના પણ એવા છોડ છે ઓક્સિજન પૂરું પાડે એવા પણ છોડ છે એવા બધા છોડ પણ હું મારા બગીચામાં રોપવા માટે લાવું છું અમુક અમુક જગ્યા એવી એવી જગ્યાએથી પણ હું છોડ લાવી સકું છું કે જેથી કરીને મારી પાસે ના હોય તો આજુબાજુમાંથી પણ હું તેનો ઉપયોગ કરી શકું છું અને લાવીને પણ એના મૂળ લાવીને એકાદ તો એનો રોપ લાઈને પણ હું રોપી શકું છું ધારો કે તુલસી છે તુલસીના માજન માજન લાઈને પણ એ બગીચામાં રોપી શકાય છે ધારો કે કોઈપણ એવા છોડ જે જેથી કરીને કોઈપણના ઘરે ગયા હોય અને એ મારી પાસે તે ન મળે તો હું મારી બહેનપણી પાસેથી પણ એ છોડનું મુળીયું લઈને પણ હું રોપી શકું છું ધારો કે મની પ્લાન્ટ છે મની પ્લાન્ટ કોઈ દિવસ બહારથી લવાતો નથી કારણ કે તે માતાજીનું લક્ષ્મી માતાનું રૂપ છે એટલા માટે તે લક્ષ્મી નારાયણનું રૂપ છે મની પ્લાન્ટએ લક્ષ્મી વેલ લક્ષ્મી તરીકે લક્ષ્મી તરીકેની વેલ વપરાય છે એટલા માટે તેને ચોરીને જ લાવવી પડે છે એ તો હું ચોરીને લાવી પણ હું તેને રોપી શકું છું ધારોકે બાજુના ઘરમાંથી લાઈને એને રોપી શકું છું મારા બગીચામાં એલોવેરા છે તો ઈલાયચીના રોપ જે અમુક અમુક એવા બધા રોપો છે કે જેથી કરીને માળી પાસે ના મળે તો ઘરમાંથી એ પણ એને રોપવાથી તે મલીસ રોપવાથી તે સરસ રહેશે ઉથલી જાય છે એ એપલનો પણ રોપ છે ઘણી વખત મારી જોડે રોપ હોતા નથી અમુક અમુક એવા છોડ છે કે જેથી કરીને તે હોતા નથી ધારો કે અમુક એવા છોડ છે કે જેથી કરીને કોઈની જોડે મારી જોડે હોતા નથી પણ આજુ બાજુ બાર કોઈપણ જગ્યાએ ગયા હોય કોઈ બીજા બીજી જગ્યા કોઈપણ એવી જગ્યાએ ગયા હોય તે છોડ ગમતો હોય તો એના મૂળીયા લઈને રોપવાથી તે પણ ખૂબ જ સરસ રીતે રીતે બગીચામાં રોપી શકાય છે ખાતર પાણી આપો એટલે એ છોડ સરસ રીતે થઈ જાય છે કારણ કે એ છોડ આપણને બહુ ગમતો હોય બહુ લાગણીશીલ હોય એટલે એના માટે તે છોડ આના મૂળીયા રોપવાથી પણ એ થઈ જાય છે અમુક અમુક છોડ એવા છે કે તે દવામાં પણ ઉપયોગી છે ધારો કે ઈલાયચીનો છોડ છે બદામનો રોપ છે દાડમનો રોપ છે જામફળીનો છોડ છે એવા બધા અમુક અમુક એવા છોડ કે જેથી કરીને તમે મને જેથી કરીને તમે મારી પાસેથી લઈને પણ બગીચામાં રોપી શકો છો જામફળીનો રોપ છે દાડમ દાડમડીનો રોપ છે આંબો છે આંબો છે કેળ છે પાઈનેપલનો રોપ છે એવા એપલનો રોપ જેવા બધા રોપ તમે બગીચામાં પણ સારી રીતે ઉગાડી શકો છો માળી પાસેથી લાવીને કારણ કે તે ખૂબ જ સુંદર લાગે છે અને બગીચો પણ બહુ જ સુંદર લાગે છે જેથી તે રોપ રોપવા માટે તેને પણ માવજત બહુ જ સ કરવી પડે છે એ માવજત કરો તો બગીચામાં બગીચા બગીચાની આખી રોનક જ અલગ થઈ જાય છે કારણ કે તે ખૂબ જ સુંદર લાગે છે એલોવેરા છે જે એલોવેરા પણ રોપવાથી તે તે ઉપયોગી સરસ રીતે થઈ જાય છે અમુક અમુક બધા એવા છોડ છે કે એકબીજાને ગમતા હોય માડી જોડે ના હોય તે એકબીજા પાસેથી લઈ એના મૂળીયા રોપો તો પણ એ થઈ જાય છે સરસ રીતે ધારોકે બહાર ગામ ગયા હોય ને એ રોપવા આપણે ગમતો હોય એ મારી જોડે ન હોય તે રોપોના મૂળીયા લાવીને રોપવાથી તે ખૂબ જ સરસ રીતે થઈ જાય છે તેથી તેથી તે ખૂબ જ સુંદર લાગે છે બગીચો ખૂબ જ સુંદર હર્યો ભર્યો પણ લાગે છે